મારા દિવસની શરૂઆત હું યોગ અને પ્રાણાયામથી કરું છું ઓમ અને ભ્રામરી પ્રાણાયામ જે મારા ગળાને અને મારા ફેફસાને બંનેને ખૂબ જ વ્યવસ્થિત અને મજબૂત રાખે છે કેમકે ગાવામાં આ બંનેનો બહુ જ મહત્ત્વનો ફાળો છે એટલે સૌથી પહેલાં તો મારા ગળાના વૉર્મઅપથી એની એક પ્રકારની કસરતથી આ દિવસની શરૂઆત થાય છે ત્યાર પછી ગળાને ક્યારેય સુકાવા નહીં દેવાનું એટલે કે થોડા થોડા સમયે પાણી પીતા રહેવાનું કે કોઈપણ એવો પૈય પદાર્થ જે તમારા ગળાને એકદમ સુંવાળું રાખે એવો લેવાનો મધનો ઉપયોગ પણ કરું છું આ ઉપરાંત તીખું કે તળેલું કે ઠંડુ એ હું ક્યારેય તે ગ્રહણ કરતી નથી જેના કારણે મારું ગળું એકદમ સરળ અને એકદમ સહજ રહે છે અને હું જ્યારે પણ પ્રેક્ટિસ કરું ત્યારે મને એનો પૂરેપૂરો સહકાર મળી રહે છે આ ઉપરાંત દિવસમાં લગભગ બે કલાક જેવો હું અભ્યાસ સંગીતનો કરું છું જેમાં સા રે ગ મ પ થી માંડી અને કોઈપણ નવા એક રાગ ઉપર હું પ્રેક્ટિસ કરું છું